આમ તો લોકો ધર્મનો વધારે પડતો ગેર રીતે ઉપયોગ કરે છે જેમકે ઢોંગી બાબા હોય એ વધારે ઉપયોગ કરે છે મંદિરની બહાર હોય કે કોઈના ઘરે જઈને ઢોંગીબાબાનો રૂપ લઇને એમને કંઈ અલગ અલગ કરવા કહે છે એમના પાસેથી પૈસા લે છે આમ અંધશ્રદ્ધાની વાતો કરીને લોકો એના ઉપર વધારે પડતો વિશ્વાસ રાખે છે અને એ માટે આ બધું ધર્મને લોકોએ ધંધો કરી દીધો છે અને એનાથી ધંધો કરીને પૈસા કમાવ કમાવે છે અને એ માટે આજકાલ લોકોનો તનાવ વધી ગયો છે આ બધી અંધશ્રદ્ધાની વાતો છે અને એમાંથી લોકોએ બહાર પડવું જોઈએ આ